વિદ્યાર્થીઓ જુએ તો આજના સમયમાં વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ તરફ વધારે પડતાં આગળ વધ્યાં ખાસ કરીને હું મારા વિસ્તારના લોકોની વાત કરું કે આજે લોકો શિક્ષિત થવા જોતાં મળે છે જેટલું પહેલાં પ્રમાણ નહોતું શિક્ષણનું એના કરતાં આજે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધારે વધ્યું છે ખાસ કરીને વિધાર્થીઓ છે તો વિનયન અને વાણિજ્ય વિજ્ઞાન નર્સિંગ કોર્સીસ આઈટીઆઈ કૃષિ એન્જીનરીંગ મેડિકલ બી એડ એમ એડ કે અન્ય કોઈ પણ અભ્યાસક્રમોને પસંદ કરે છે મારા વિસ્તારના લોકોમાં ખાસ કરીને એ મને જોવા મળ્યું છે કે લોકો બી એડ વધારે કરે છે એમ એડ વધારે કરે છે તેમજ કોઈપણ આઇઆઇટીસાથે પણ વધારે સંકડાયેલા છે રાજકોટ જેવા શહેરમાં કેટલી બધી એવી વસ્તુઓ જોવા મળી છે જેમકે કોઈપણ વ્યક્તિ જે કોઈપણ ક્ષેત્રે આગળ નીકળી શકે છે ખાસ કરીને અહિયાં ભણેલો વ્યક્તિ બીજે જઈને બીજા દેશમાં જાય છે ઓસ્ટ્રેલિયા જાય છે કેનેડા જાય છે લંડન જાય છે અને શિક્ષણ પ્રાપ્ત કરે છે ઘણાં વિદ્યાર્થીઓ એવા પણ છે કે ત્યાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને આવીને અહીંના વિધાર્થીઓને પોતાનું શિક્ષણનો લાભ મળી રહે એવું પણ ઈચ્છે છે વિદ્યાર્થીઓ ઊચ્ચ શિક્ષણ માટે ગામડાએથી આવે છે અને શહેરમાં વસી જાય છે ત્યાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે પણ જોડાતાં જોવા મળે છે આજે આપણે જોઈએ તો પહેલાં સમય પણ શિક્ષકની માંગ એટલી જ હતી અને આજે પણ જોવા મળી છે શિક્ષકનો દરજ્જો આપણા સમાજમાં સૌથી વધુ જોવા મળે છે પરંતુ આજે પણ બી એડની જે વસ્તુ છે એમ એડની વસ્તુ છે કે શિક્ષકો ભણાવા માંગે છે વિધાર્થીઓ ભણવા માંગે છે તે વધારે આપણને જોવા મળ્યું હોય છે જે લોકોને બિઝનેસ મેનેજમેંટમાં એટલે કે વિનયન અને વાણિજ્ય વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ હોય છે તે પોતાનું કરીયર તેમાં બનાવા માટે આતુર હોય છે તો તેવા લોકો બીજી એવી મોટી મોટી યુનિવર્સિટિ કોલકાતા યુનિવર્સિટિ દિલ્લી યુનિવર્સિટિ લખનવ યુનિવર્સિટિમાં પણ જઈને અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ હંમેશા પોતાના અભ્યાસક્રમ માટે અથવા તો પોતે જે બનવા ઈચ્છે છે એ માટે તે મોટા શહેરોની પસંદગી કરતો હોય છે વિદ્યાર્થી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી ને એક એવા ગામથી નીકળી જાય છે અથવા તો કોઈપણ એવા શહેરથી નીકળી જાય છે તેમાંના ઘણાં બધાં વિદ્યાર્થીઓ બીજે દેશમાં અભ્યાસ કરવા માટે જાય છે તો ઘણાં બધાં એવાં વિદ્યાર્થીઓ છે કે જે મેડિકલની એંજીનિયરની અથવા તો આઇટીઆઇની નર્સિંગ કોર્સિસની અભ્યાસ કરવા માટે બીજે જાય છે પરંતુ તે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે પોતાના ગામડા વિસ્તારમાં આવે છે તેને ઉપયોગી બને છે એ બહુ સારી વાત કહેવાય છે આપણને જોવા મળે કે દિન પ્રતિદિન આજે જે શિક્ષણને લીધે લગતો માહોલ વધી રહ્યો છે લોકો પોતાની જે એક આતુરતા છે પોતાની એક જીજ્ઞાસા વૃત્તિ છે એ શિક્ષણને જોવા મળ્યાં છે શિક્ષણ ન માત્ર આપણા જીવનનું એક અંગ કે કમાવાનું સાધન ન બની રહેતા તે આજે બધાં જ લોકોને ઉપયોગી બન્યું છે આપણને જોવા મળે કે પહેલાં જેટલી શિક્ષણને લઈને ધગસ જોવા મળતી એટલી બધી જાગૃતતા ન જોવા મળતી એવી આજે જોવા મળી છે તેમાં હું વાત કરું તો ખાસ કરીને આજે સ્ત્રીઓની શિક્ષિત વધારે જોવા મળે છે સ્ત્રી છે તો આજે સર્વે ક્ષેત્રે પણ જોવા મળી રહી છે અમારા વિસ્તારની પણ ઘણી બધી એવી સ્ત્રીઓ જે કલાક્ષેત્રમાં સાહિત્ય ક્ષેત્રમાં તેમજ સ્પેસમાં બિઝનેસ મેનેજમેંટમાં લો તરફ એલએલબી કરી રહી છે અને સમાજને ઉપયોગી બની રહી છે એટલે આજે જેમ જેમ શિક્ષણ વધ્યું છે એમ તેના પસંદગીના સ્થળો અભ્યાસક્રમ બદલાયાં છે અને તેમજ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટેના જે ક્ષેત્રમાં જવું છે તે અંગેની તેની ચોઇસ તેની પસંદગીમાં પણ બદલાવ જોવા મળે છે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ મોટા સિટી શિક્ષિત સિટી સલામતી અને જ્યાં સારું એને સ્વાસ્થ્ય પ્રદાન થાય એવા સિટીની પસંદગી કરતાં જોવા મળે છે